હાલો વ્રજભાઈ કેમ છો મજામાં એકદમ એકદમ મજામાં હું હું હમ હવે તો તમ તમે કેટલા દિવસનું વિચારી રહ્યા છો એ મારે યુરોપ ફરવા જવું છે હમ હમ હમ બરોબર બરોબર હં હં હં હં હં બરોબર બરોબર હમ હં બરોબર હાં જો તો તમારે છે ને પેકેજની વાત કરીએ ત્યારે મારે તો તમારા જે સુધારવા પડશે તમાએ પાંદરની જગ્યાએ પચીસ કરવા પડશે જેથી તમે સહંતિથી અને સારી રીતે ફરી શકો તો તમને અનુકૂળ છે હમ બરોબર બરોબર તો આવે આપણે પેકેજની વાત કર લઈએ તો પર પર્સન છે ને ત્રણ લાખ ચાલીસ હજાર પાનસો રૂપિયાનું આવશે તો તમને વાંધો ખરો એમાં જો એમાં તમને છે અ ફાઇવ સ્ટાર આએ નહીં આવે અને સેવન સ્ટાર નહીં આવે સિક્સ સ્ટાર આવશે તમે જેનું કહો છો ને એનું વચ્ચેનું આવશે બધી ફેસીલીટી હશે હમ હાં સિક્સ સ્ટાર નામ એ હોટલનું નામ છે સિક્સ સ્ટાર હોટલ નામ છે ત્યાં બહુ ફેમસ છે એવું છે એટલે ફેસિલિટીમાં તમને સેવન સ્ટાર પ્લસ એનીમેટેડ મળશે એવું છે બરોબર એ આ રીતની અ રીતની આખી છે તમને છે ને સવારે નાસ્તો બપોરનું જમવાનું સાંજનું ચાર વાગે નાસ્તોને રાત્રે જમવાનું મળશે હમ

સો ટકા વેજીટેરિયન જ તમને પીરસવામાં આવશે એની એની જવાબદારી મારા પર છોડી દો તો તમે છે ને હમ બરોબર હમ હં એ હું તમને હમ ના રે હમ સો ટકા સો ટકા તમને હું તમને આપણે એ ફોરમ ભરીને મને આપી દો અને પેમેન્ટ આપી દો એટલે હું તમારી પ્રોસેસ ચાલુ કરી દઉં બરોબર હં ચાલો આવી જાઓ ઓફીસ